હેલો ઓલાનું કેર સર્વિસ સેન્ટર હું હું આ વ્યક્તિ બોલું છું જે મારે તમને થોડી ફરિયાદ નોંધાવવી છે જ્યારે મેં આજે ઓલા ઓલા ઓલામાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ તો તેના ડ્રાઈવર સાથેનો તેનો વ્યવહાર બરાબર ન હતો એક તો પહેલાં તેણે માસ્ક નહોતું પહેરેલું એના અલાવા જે ગાડી હતી એની સીટ પણ ખરાબ હતી જે ટાઈમે અમે બુક કરાવેલી હતી જે ટાઈમે ટેક્સીને આવવાનું હતું એ પ્રોપર ટાઈમે પહોંચેલી પણ નહોતી એનો વ્યવહાર ખૂબ જ ખરાબ હતો જ્યારે તેને કોઈક સવાલ પૂછવામાં આવે તો તે સીધી રીતના જવાબ નહોતો આપતો અધરવાઇઝ તે કોઈપણ વાત કરીને ટાળી દેતો હતો કે આ કારણે મારે લેટ થયું છે આ કારણે આટલું ઈશ્યુ છે પ્લસ તે તેને ક્યારેય પેસેન્જર સાથે વધારાની વાતચીત ના કરવી જોઈએ તો તે વધારાના ક્વેશ્ચન પૂછતો હતો કે તમે ક્યાંથી છો કોઈ બી બેકગ્રાઉન્ડ ડિટેલ જાણતો હતો જે એને ના જાણવી જોઈએ તો આ બાબતે મારે તમને કમ્પલેન કરવાની છે કે આવા વ્યક્તિઓને તમે સર્વિસ પર ના રાખો જેના કારણે મુસાફર કરવાવાળા વ્યક્તિઓને ઘણો પ્રોબ્લેમ થઈ રહ્યો છે